હલો હા કોણ બોલો

બરાબર બરાબર બરાબર કેટલા દિવસ માટે જોઈએ તમને સારું અને કોઈ સ્પેસિફિક ગાડી મગજમાં છે તમારે મારી જોડે બન્ને છે ગેરલેસ પણ છે ગેરવાળી પણ છે બાઈક જોઈએ તો બાઈક હા તો એકટીવા છે ઍક્સેસ છે અને જ્યુપિટર છે મારી જોડે સારું વાંધો નહીં તો એક દિવસનો ત્રણસો રૂપિયા ચાર્જ છે અમારો સ્ટાર્ટીંગમાં અંદર લિટર પેટ્રોલ ભ ભરાવીને આપીએ છીએ અમે લિટર ડેઢ લિટર જેટલું પછી એના પછી જેટલું પણ થાય એ તમારું સારું તો ક્યાર સુધી તમે લેવા આવશો

હા તો સાથે હા મારી ઓફિસ આપણે જમાલપુરમાં છે તો તમે તમારી સાથે તમારું આધાર કાર્ડ અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને આવજો ખાલી સાથે તો એ અહીંયા જમા કરવાનું રહેશે ખાલી તમારું હા હેલમેટ પ્રોવાઈડ કરીએ છીએ આપણે ના એક્સટ્રા ચાર્જીસ નથી એના એની સાથે ઈન્ક્લુડ રહેશે તમે આઈને સિલેક્ટ કરી લો કે કઈ ગાડી જોઈએ છે કારણ કે એકટીવા છેલ્લી મારી જોડે એક બચી છે એક કે બે જ બચી છે હા સારું સારું સારું વાંધો નહીં હા થેન્ક્યુ